ચિત્ર બનાવવાની વાત કરું તો નાનપણથી જ મને ચિત્ર બનાવવા બહુ ગમે છે સ્કૂલ ટાઈમથી જ ચિત્ર બનાવવું એક મારો પાયો હતો સ્કૂલમાં થતી અલગ અલગ દરેક ચિત્રાત્મક સ્પર્ધામાં મેં ભાગ લીધેલો છે જેટલી પણ સ્પર્ધા થયેલી છે બધામાં ભાગ લીધેલો છે નૉર્મલી જેમ બધા ઓફલાઈન ચિત્ર બનાવતા હોય એ જ વાઈટ પેપર અને અપ્સરાની પેન્સિલ એવી જ રીતે મેં પણ ચિત્ર બનાવાની શરૂઆત કરેલી છે ચિત્ર બનાવવું એક આર્ટ છે એક કલા છે જેમાં તમે તમારા ઈમોશન્સ ફિલિંગ્સ લાગણીઓ વ્યક્ત કરી શકો છો જે તમે બોલીને કોઈને નહીં કહી શકો એ ચિત્ર દ્વારા તમે એનું વર્ણન કરી શકશો આજકાલ સોફ્ટવેર બહુ જ ડેવલપ થઈ રહેલા છે અલગ અલગ એઆઈ એઆર સ્કેચીસ સ્કેચ ટૂલ્સ જેવા સોફટવેરનું અત્યારે ઉપલબ્ધી છે જ એના લીધે ચિત્ર બનાવાની પ્રક્રિયા ઈઝી થઈ ગઈ છે તમારા વિચારોને ચિત્રમાં એ કલામાં ફેરવવાની ખૂબી હોવી એક બહુ મોટી અને અગત્યની બાબત છે મારા માટે ચિત્ર સ્કેચ એ મારી લાગણી છે જ્યારે હું લો ફિલ કરું છું કે વધુ જ પડતી ખુશ હોઉં ત્યારે ચિત્ર ચોક્કસ બનાવું છું એમ કહી શકુંને કે ચિત્ર મારા ઈમોશન્સ છે જ્યારે હું અપસેટ હશું લો ફિલ કરતી હશું ત્યારે ચિત્ર બનાવીને મારા મનને શાંત કરી દઉં ઘણા લોકો સોંગ વોકિંગ જોગિંગ સિંગિંગ આ બધી બાબતમાં કરતાં હોય મતલબ એને રિલેક્સ ફિલ થાય એના માટે મારા માટે એ બાબત ચિત્ર છે સ્કેચ છે આગળ કહ્યુંને કે એજ વાઈટ પેપર અને અપ્સરાની પેન્સિલ બસ એવી જ રીતે મેં પણ ચિત્ર બનાવેલા છે મારી પાસે અત્યારે ઘણા બધા ચિત્રનું સ્કેચીસનું કલેક્શન છે નૉર્મલી હું નેટ પરથી કોઈએ બનાવેલા ચિત્રો જોઉ અને એમાં મારી રીતે જ કંઈક એડિશનલ કરીને કંઈક થોડી ઘણી મિસ્ટેક્સ હોય તો એને સુધારીને બસ આવી રીતે કરીને એક એનું નવું જ રૂપ આપી દઉં અમુક વાર બે ત્રણ ચિત્ર પણ ભેગા કરીને નવું ચિત્ર બનાવતી હોય છે બસ બધા જેમ પહેલા કરતાં એવી જ રીતે કોઈ નેટ ઉપરથી ચિત્ર ગોતો અને બનાવો આગળ કહ્યું એમ ઓનલાઈન સોફ્ટવેરની વાત કરું તો ઘણી બધી એપ્લિકેસન્સ છે જેમ કે સ્કેચ બુક્સ એઆર ડ્રોઈંગ પેન્સિલ પેન્સિલ ફોટો સ્કેચ વગેરે જેમાં તમે કોઈ એક ફોટો રાખો અને એનું સ્કેચ બનીને તમને મળી જાય પણ હું સોફ્ટવેર્સનો બહુ યુસ નથી કરતી મારી રીતે એ પેલું કહીએને હસ્ત કલા એવી જ રીતે હસ્ત કલાની જેમ જ ચિત્ર બનાવું છું હમણાં થોડા સમય પહેલા જ મેં એક ચિત્ર બનાવેલું ભગવાન શ્રી કૃષ્ણનું મારી એક ફ્રેન્ડ છે એનો બરડે આવતો હતો એને ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ ગમે તો એના માટે મેં એ કેનવાસ પર ચિત્ર બનાવેલું હા ચિત્ર બનાવવામાં મને બહુ તકલીફ થઈ કેમ કે કૃષ્ણ ભગવાનનો જે શૃંગાર હોય એની જે માળા મુગટ મોરપીંચ્છ સાથે જે વાછરડું હોય એની આંખો હોઠ સ્માઈલ કાન એમને જે કરેલું શૃંગાર હોય એ બનાવવામાં મને બહુ જ વાર લાગી કેનવાસ પર ચિત્ર કંડારવું અને પેપર પર ચિત્ર કંડારવું બંનેમાં બહુ જ મોટો ફરક છે પંદર દિવસની મહેનત પછી મને એ ચિત્ર મળ્યું અને સાચેને એટલું મસ્ત બન્યું મારી ફ્રેન્ડના આંખમાં આંસુ આવી ગયા ખરેખર બહુ જ મસ્ત ચિત્ર બનેલું હતું એ જોઈને મને વધારે ઇન્સપીરેશન મળ્યું નહીં મને ચિત્ર બનાવવા ગમે છે મને આવડે છે મારી લાગણી છે બસ આવી જ રીતે હું જ્યારે જ્યારે લો ફિલ થાય કે પછી વધારે પડતી ખુશ હોય ત્યારે ચિત્ર બનાવું છું ઓનલાઈન ચિત્ર ના ઓનલાઈન ચિત્રમાં હું નથી માનતી ઓફલાઈન ચિત્રમાં જ આગળ કહ્યું એમ એ જ વાઈટ પેપર અને અપ્સરાની પેન્સિલ